હલો હા મુવી ટ્રાવેલ્સમાંથી વાત કરો હા આપણે એવું પૂછવાનું હતું તમને હા હા હું હિરેન વાત કરું છું આણંદથી વાત કરું છું હા તમને એવું પૂછવાનું હતું કે આપણે અમદાવાદ જવાનું છે હા થલતેજ થલતેજ વિસ્તારમાં હા ત્યાં આપણા મામાનું ઘર છે એટલે આપણે બે દિવસ માટે જવાનું છે તારીખ આપણે પચીસ જુલાઈ હં તો એના માટે આપણે એક શું કાર અને એનું રેન્ટ ને એ કેવું રહેશે આઠસો રૂપિયા બરાબર કેટલાં સીટ અને ગાડી ને એ કેવું હશે સાત સીટર બરાબર પણ અમે આઠ જણા છે ફેમિલીમાં તો એડજેસ્ટ થઈ જાય એ બધું અંદર સાત જણા અંદર બરાબર પચીસ જુલાઈએ આપણે જવાનું છે તો એ પ્રમાણે ગાડી કઈ ફ્રી હશે ટાવેરા હા ચાલે ચાલે વાંધો ના આવે ટાવેરામાં ઈનોવા તો બી વાંધો નહીં હા તો બસ આપણે પચીસ જુલાઈએ નક્કી કરીએ છીએ કેટલું એડવાન્સ ને એ કેટલું આપવાનું ચારસો રૂપિયા વાંધો નહીં તમારો નંબર ને એ મોકલો ને આ જ નંબર છે સારું સારું સારું એડવાન્સ કરી દઉં છું તમને